હા તમે યોગા એકેડમીમાંથી વાત કરો છો મારે યોગા ક્લાસ ચાલુ કરવા હતા તો એની ઇન્ફોર્મેશન જોઈતી તી ક એનાથી શું શું બેનિફિટ થાય એની ફીસ શું રહે ઓકે

અન એના બેનિફિટ શીખવાડો છો જેમકે આ આસન જેમકે તાડાસન કરીએ તો આપણને શું ફાયદો થાય સૂર્ય નમસ્કાર કરીએ તો

ઓકે અચ્છા ઓકે

તો એડવાંસમાં કેવા યોગા આવે ઓકે હા ફીસ શું હશે સારું થેન્ક યૂ